હા તો છે જ ને સમાચારમાં એવા વિસ વિસ્તારો વિશે પૂરતા મુદ્દાઓ જ આવે છે કારણ કે કેટલાક મુદ્દા છે જેને છોડી દેવામાં આવે છે જે જનતા સુધી પહોંચતા જ નથી આપણે સમાચાર દ્વારા કે અલગ અલગ ન્યુઝ દ્વારા કારણ કે આપણે જોઈએ તો ધારો કે સરકારની એક કચેરી લઈએ તો ત્યાં કેટલાક લોકો વર્ષોથી કામ કરી રહ્યા છે અને કેટલાકના ટેબલ પર કેટલાક ના ટેબલ પર તમે જોવો તો તો દસ વ્યક્તિનું કામ હોય છે કેટલાકના ટેબલ પર કંઈ કામ જ નથી હોતું તે તેમની સેલરી તમે પગારમાં પણ જોવો એમનો કેટલો બધો ફરક હોય છે અને એ બિચારો પચાસ તીસ ચાલીસ વર્ષથી નોકરી કરે છે અને એને કાયમ કરવામાં એ લોકો કંઈ રસ જ નથી ધરાવતા આવી વાતો બધી પેપરમાં કે એમાં આવતી જ નથી આવતી જ નથી કે બધા જનતાને ખબર પડે કે પછી બીજી વાત એ છે કે ભાઈ આટલું બધું શોષણ થાય છે કેટલીક નોકરીઓની અછત છે તો એના વિશે મુદ્દાઓ ચર્ચામાં આવતા જ નથી કે આટલા બધા લોકો છોકરાઓ છે છોકરીઓ છે જે એટલું બધું એજ્યુ આટલું બધું શિક્ષણ હાસિલ કરીને પણ એમણે નોકરી નોકરી નથી સારું એ નથી તો એના વિશે આપણે વિચારવું જોઈએ સરકારે કે ભાઈ કાલે ઉઠીને આ લોકો આટલું બધું સારું શિક્ષણ હાંસુલ આ શિક્ષણ મેળવ્યું હોય તો એને એક સારી એક સારી પદવી પર એ હોવો જોઈએ તો એના વિશે તો એને કંઈક સારું આવે વાત તો દરેક જનતા સુધી પહોંચે અને દરેકના કાર્યક્ષેત્રમાં શું આગળ તરક્કી થાય